હલો હાં હલો તમારી કોલેજ કેન્ટીન છે ને હાં હાં હાં એમ હું છે ને કાલે કોફી પીવા આવેલી એટલે હું તમારી એકચ્યુલી રેગ્યુલર કસ્ટમર છું પણ મને થોડું જરાક કમ્પલેન છે તમારી કોફીમાં હું કરું તમને હાં હાં હાં તો એકચ્યુલી એમાં એવું છે ને કે હું આગળ જે કોફી પીમાં ગઈ હતી ને તો એ મને ફસ્ટ ટાઈમ જ્યારે હું આવેલીને ત્યારે તમારી કોફી મને બહુ જ ભાવેલી સરસ હતું અંદર સુગર હતી પરફેક્ટ મિલ્ક હતું અને હમણાં બે દિવસ પહેલા જ્યારે હું આવીને ત્યારે સુગર થોડી ઓછી હતી તો ઇટ્સ ઓકે કે ચાલો કોઈ દિવસ ચાલે પણ કાલે આવીને તો કાલે દૂધ પણ ઓછું હતું અને સુગર વધારે હતું તો શું છે તમારા પેલા જે બનાવવાવાળા હોય એ બદલાયા છે કે કંઈક પ્રોબ્લેમ છે કારણકે કોફીમાં મજા નથી આવતી હવે

હાં હાં હમ હમ પણ એકચ્યુલી તમે હાં પણ તમે મને આ કલેરિફિકેશન આપી શકો છો કે મેં તમને કોલ કર્યો એટલે આવું તો કોઈને નહીં ગમતું હોયને તો બીજી વાર આવશે પણ નહીને તમારી કેન્ટીનમાં કે આવું હઁ હં અહં કારણકે જે તમારી કેન્ટીન છે ને એ અમારી ઓફિસની સામે જ છે એટલે મારે તો રેગ્યુલર આવવાનું થતું હોય છે તો આજે તો મેં કૅમ્પલેન કરું પણ મારા ઓફિસવાળા જે બધાં હોય તો એ કદાચ બીજી વાર આવે પણ નહીં કે ના ભાઈ એની કોફી હવે બરાબર નથી આવતી હાં હાં હમ હમ હમ હમ હમ હમ હમ હમ હમ હમ હમ પણ તમરે એના માટે છે ને બેઠા માપ જ રાખવાનાં હોયને કે આ આટલું હોયને તો આટલું સુગર જોઈશે આટલું મિલ્ક જોઈશે જ હ તો તમારે ત્યાં મશીનની કોફી તો નથીને હ હ હ હ હમ હમ હમ હમ હમ હમ હાં હાં હાં યહ ઘર છે અને આ કેન્ટીન છે એટલે આપણે ખ્યાલ એટલો રાખવો જરૂરી છે એમ

હમ હમ હમહ હમ હાં હાં ચોક્કસ થેન્ક યુ થેન્ક યુ તો હું આશા રાખું સર અ મારે તો રોજ જ આવવાનું થાય જ છે ઓલમોસ્ટ એટલે હું ચોક્કસ આવીશ અને હું આશા રાખું છું કે તમારી કોફી મને પહેલાં જેવી મળે હાં ઓકે થેન્ક યુ થેન્ક યુ હા